હા મારા પાસે કેટલીક ખાસ તકનીકોને ટીપ્સ છે જેનો ઉપયોગ કરીને ડીશને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે રસોઈમાં નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી સમૃદ્ધ સ્વાદ પ્રાપ્ત કરી શકાય છે હું કેટલીક ખાસ ટીપ્સ અને ટેકનિકો આપવા માંગુ છું પહેલું તાજી અને ગુણવત્તા એક સામગ્રી મારી રસોઈમાં તાજી અને ગુણવત્તાયુક્ત સામગ્રી હંમેશા મહત્વપૂર્ણ હોય છે તાજા શાકભાજી મસાલા અને અન્ય ઘટકો વાપરવાથી વાનગીમાં સહજ રીતે સ્વાદ અને ખુશ્બુ આવે છે ઉદાહરણ તરીકે તાજા શાકભાજી કે લીલા મરચા અને લીલી કોથમરીનો ઉપયોગ કરવાથી તે વાનગીને ફ્રેશ અને સુવાસીત બનાવે છે બીજું જોઈએ તો મસાલાનું સંતુલન મસાલા કોઈ પણ વાનગીને એક નવી જિંદગી આપે છે પરંતુ તે સાચા પ્રમાણમાં વપરાય તે ખૂબ જ જરૂરી છે જો મસાલા વધારે હોય તો તે વાનગીનો સ્વાદ બગડી શકે છે અને ઓછા હોય તો તે ફીકા લાગે છે હું હંમેશા મસાલાના પ્રમાણમાં સંતુલન રાખવાનો પ્રયાસ કરું છું જેના કારણે દરેક મસાલાનો સ્વાદ છટકતો રહે પરંતુ એકબીજાને ઝાંખા ન કરે આ પ્રકારનું સંતુલન ખાસ કરીને દાળ શાક અને ગ્રેવી વાળી વાનગીઓ હોય તેમાં ખાસ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ધીમે તાપે રસોઈ અથવા તો પ્રોપર તાપે રસોઈ કરવી ધીમા તાપે રસોઈ કરવી એ મારી એક પ્રિય ટેકનીક છે આ ટેકનિકનો ઉપયોગ ખાસ કરીને શાકભાજી અને ગ્રેવી વાળી વાનગીઓમાં થાય છે ધીમા તાપે ઉકાળવાથી દરેક ઘટકનો સ્વાદ એકબીજામાં સમાઈ જાય છે અને મસાલા પણ સારી રીતે જામી જાય છે વધુમાં આ પ્રોસેસથી શાક અને મસાલા સ્વાદિષ્ટ બનીને વધુ મોઘમ લાગે છે અન્ય જોઈએ તો તાજા હર્ષ અને મસાલાનું અંતમાં ઉમરેવું રસોઈ કરતી વખતે ખાસ કરીને અંતમાં કોથમીર લીલા મરચા લીલું લસણ વગેરે જેવા તાજા હર્ષ ઉમેરવાથી તે વાનગીમાં તાજગી અને ખુશ્બુ ઉમેરે છે હર્ષને વાનગી પૂરી થતાં વેળાએ ઉમેરવાથી તેનો તાજો સ્વાદ જળવાઈ રહે છે અને ડીશને અલગ અલગ સરવાળે લીલા બનાવે છે પાંચમું જોઈએ તો મીઠા અને ખારા સ્વાદમાં સંતુલન મીઠું અથવા ખારું એ રસોઈમાં સૌથી મહત્વપૂર્ણ છે જો મીઠું સરખી માત્રામાં ન નખાય તો એ આખી વાનગી નકામી થઈ શકે છે હળવા સ્વાદ વાળી વાનગીઓમાં થોડી ખાંડ ઉમેરવાથી એ સ્વાદમાં ગાઢપણું અને સંતુલન આવે છે મીઠી અને ખારી વસ્તુઓનો યોગ્ય મેળ બેસાડવો એ ડીશને વધુ મીઠી સ્વાદિષ્ટ બનાવે છે છઠ્ઠી એક વાત જોઈ આપણે તો મસાલા પહેલા શેકવા મસાલા શેકવા એક એવી તકનિક છે જે વાનગીને ખાસ સ્વાદિષ્ટ બનાવે છે ધીમા તાપે મસાલાને હળવો શેકવાથી એમાંથી તેલ છૂટે અને મસાલાના સ્વાદ વધુ ઊંડા અને મીઠા બને આ શેકવાની પ્રોસેસ ઘણી વાનગીઓમાં મસાલાને બીજી તરફના ઘટકો સાથે સારી રીતે મિશ્રિત કરે અને મોગમ બનાવે સાતમી ઘટક જોઈએ તો ફિનિશિંગ ટચ અંતિમ સજાવટ કે ડીશને સંપૂર્ણ બનાવવા માટે ફિનિશિંગ ટચ પણ મહત્વપૂર્ણ છે જેવા કે લીલા મરચાના ટુકડા અથવા લસણના મોઢા સાથે તળેલું તેલ ઉમેરવું આ તાકાતવાન સુવાસ અને સ્વાદ આપે છે જે વાનગીનો આખો અનુભવ વધારે મજા આપે છે અથવા તો છેલ્લે કસૂરી મેથી ઉમેરવી એ પણ એક ઘટક છે આ તકનીકનો ઉપયોગ કરવાથી ખોરાકમાં સ્વાદ સુવાસ અને મીઠાશમાં નખરાટ જળવાઈ રહે છે અને વાનગીઓ વધુ મજેદાર બને છે અને એકદમ સ્વાદિષ્ટ અને સ્વાદમાં ભાવે તેવી બને છે